હલો ડોક્ટર રૂતુલ હા મારે ઇસ્યુ છે તમારી અપોઇન્ટમેન્ટ મળી શકે છે વાત થઈ શકે છે ફોન ઉપર હા મને એકચ્યુલી રાઇટ સાઇડના શોલ્ડરમાં બે દિવસથી પેઇન થાય છે તો શું કારણ હશે કે એટલો બધો પેઇન થાય છે એટલે સૂઈને ઊઠું ત્યારે વધારે રહે છે પણ આમ આખો પણ થોડો થોડો પેઇન રહે છે અ હા એક તરફ પડખું ફરીને પણ સૂવું છું અચ્છા હા હા બની શકે હા ઓકે

ઓકે હમ હા હા બરાબર અચ્છા ઓકે ઓકે

ઓકે ઓકે

અચ્છા ઓકે ઓકે

ઓકે અચ્છા તો કાંઈ એક્સ રે વેક્સ રે કરાવવાની જરૂર નથી ને ચાલે એક્સ રે વગર થઈ જશે હા એટલે હું થોડી એક વાર ભટકાઈ હતી પણ મને પણ અત્યારે વધારે રિસન એવું એ થોડા ટાઇમ પહેલાંની વાત છે એટલે કદાચ સૂતા હોય ના ના એટલો બધો સોજો નથી કાંઈ હા ઓકે ઓકે ઓકે ઓકે ઓકે ઓકે ઓકે થેન્ક યૂ થેન્ક યૂ ઓકે